મારા મત મુજબ અમને તો સમાચાર જોવાનું વધારે ગમે જેવી રીતે કે ટીવી નાઈન એબીપી ન્યૂઝ વલસાડ ન્યૂઝ વગેરે જેવી જે તમામ ટીવી ચેનલો છે જે ન્યૂઝ સમ રોજ ન્યૂઝના જે સમાચાર આપે છે એવી ચેનલો જોવાનું વધારે ગમે બીકોઝ કારણ કે એમાં શું છે કે નવા નવા જે કંઈ બનાવો ઘટના થતી હોય એના વિશે અમને માહિતી મળી જાય બીજું તો શું અને નવું નવું જાણવા મળે કે કઈ જગ્યા પર કઈ પ્રવૃત્તિ થઈ છે કોઈ ઘટના બની છે કોઈ કોઈ નવો કાયદો લાગુ થયો છે કોઈ કોઈ પરીક્ષાની જાણકારી તમામ વિગતો એમ આસાનીથી સહેલાઈથી મલી મળી રહે અમને ટીવી ચેનલ પર જો જોતાં હોય તો અને ટીવી ચેનલો પર જો સમાચાર જોતાં હોય તો સમાચાર જોતી વખતે ઘણીબધી આ માહિતી તમામ માહિતી આપણને મળી રહે આપના ઘર બાજુ બી કંઈ બનાવ બનેલો હોય કે કશે એક્સિડન્ટ થયેલું હોય કંઈ દવાખાનામાં કંઈ ઘટના બનેલી હોય આવી ઘટનાની આપણને જાણકારી હોય તે સારું કહેવાય અમારા ઘરમાં દરેક લોકોને આવી ન્યૂઝ ચેનલ એટલે કે સમાચારની જે ચેનલ્સ છે એ જોવાનું વધારે ગમે આ છે અને આ જે ચેનલો જો આપણે જે દરેક ચેનલો પર આવી જે ન્યૂઝ જોતાં હોય તો પણ શિક્ષણ વિષેની પણ ઘણી ન્યૂઝ આવી સમાચારમાંથી આપણને મળી રહે કે કઈ યુનિવર્સિટીમાં કઈ પ્રકારનું શિક્ષણ છે કંઈ કોઈ નવો કાયદો લાગુ થયો છે પછી જે કે ઉચ્ચતર ને શિક્ષણ છે તેના વિશે બી ઘણી માહિતી મળી રહે કે કોઈ નવા કોર્સ એડ થયા હોય કોઈ યુનિવર્સિટીમાં અને કોઈ નવા કાયદા બન્યા હોય કે કોઈ હાઇયર એજ્યુકેશનમાં જવું હોય તેના માટે કોઈ નવી લાયકાત કોઈ નવા ક્રાઇટેરિયા બન્યા હોય તો તેના વિશે પણ અમને ન્યૂઝ ચેનલ પરથી માહિતી મળી રહે પછી એ કોઈ બીજી ઈવેન્ટ હોય અમારા નજીકના ફિલ્ડમાં એ પણ ન્યૂઝમાં આવી જાય છે તે એ વિશે બી આપણે માહિતી મળી રહે અને આ બધી માહિતી ખબર હોય તો થોડું થોડું નોલેજ પણ વધે આપણું ઓકે એટલે અમે ઘરમાં અને હું પોતે પણ ન્યૂઝ ચેનલ વધારે જોઉં એમાંથી નોલેજ પણ મળે થોડું ઇંટ્રસ્ટિંગ પણ લાગે નવી નવી ન્યૂઝ સાંભળવી મળે નવા નવી ઘટના નવા નવા બનાવો વિશે સાંભળવાનું મળે જેથી અમારું નોલેજ વધે થોડું કંઈ નવું જાણવા મળે અને એક્ટિવ રહેવાય નવી નવી વસ્તુ વિશે જાણતા રહીએ તો અને તે આગળ આપણે પણ કામ આવે આપણાના જે કંઈ મિત્રો હોય આપણાં માતા પિતા તે લોકોને પણ તે કામ આવે કે કોઈ સરકારી યોજના છે કોઈ સ્કીમ આવી છે તો તેના વિશે પણ માહિતી આપણે જે છે આવું ન્યૂઝ ચેનલ પર જોવું મળે બીજું તો પછી પિક્ચર્સ આવે મૂવીઝ આવે શો આવે તેવી કઈ ચેનલ હોય રિયાલિટી શોઝ આવતા હોય તેવી ચેનલો પણ જોવા મળે એનાથી શું થાય કે પર્સનાલિટી ડેવલોપ થાય આપણી આપણા પર્સનાલિટી ડેવલપમેન્ટ વિશે થોડું જાણવા મળે